હા જી સ્વીટ ઍન્ડ હોલસેલમાંથી મનોજ વાત કરું છું

બરાબર છે હા જી સર અમે શુદ્ધ તાજા બનેલા નાસ્તાનું બધી જ જે તમારે જોઇશે એ પ્રમાણે અમે ઓડર લઈને બનાવી આપીએ છીએ તો તમારે બાસુંદી અને ઢોકળા અચ્છા હા એ તો એટલે મળી જશે તમારે કેટલા માણસનું છે કઈ રીતે કરવાનું છે હવે એ મને કહી દો તો એના ઉપર અમે ઓર્ડર તમારો નોંધી લઈશું બરાબર સો

બરાબર એટલે સો એકસો એક લોકો છે હા થઇ જશે તમારે સાંજે કેટલા વાગે જોઈએ બરાબર એટલે સર સાત વાગ્યા પહેલાં તૈયાર થઇ જશે પણ અમે તમને ડીલીવરી નહીં આપી શકીએ તમારે કોઈ માણસને લેવા મોકલવા પડશે ના સર એ અમે ડીલીવરીની ફૅસિલિટી અત્યારે અવેલેબેલ નથી તો તમારે અહીંયા આવવું પડશે લેવા માટે શૉપ ઉપર

ભલે તો હા તો તે સર તો તમારે સર એના એક સો પચાસ રૂપિયા અલગથી આપવા પડશે ડિલીવરી ચાર્જના અચ્છા હવે તો વાંધો નહીં હું નોધી લઉં છું અને સર બીજું જે તમને મેં ભાવ કહી દઉં એટલે તમારે રબડી છે તો તમારે સો થી એક સો વીસમાં છે તો અંદાજે હવે એક માણસ સો ગ્રામ ખાય તો પણ આપણે કદાચ અ નવથી દસ કિલો તમારે રબડી તો જાય અંદાજે ઠીક છે હા અને અ ઢોકળા બી તમારે એવરેજ દસ કિલો તો તમારે જોઇશે અને હા દસ કિલો ઢોકળા અને દસ કિલો તમે રબડી ગણતરી મારીને ચાલશો તો તમારે ખૂટશે નહીં વાંધો નહીં આવે થઇ રહેશે અને તમારે પેમેન્ટ અત્યારે થોડું એડવાન્સ પેમેન્ટ આપવું પડશે અ બે ફોર ફોર સુધી તમારે હા સ્યોર તમને થશે તમારો જે હોલસેલમાં લેશો તમારે થશે રબડીનો જે ભાવ છે અત્યારે એક કિલોના ચારસો પચાસ રૂપિયા ભાવ છે બરાબર છે અને જે ઢોકળાનો ભાવ છે એ બસો ને ચાળીસ રૂપિયા છે જો તમે આપણે હોલ હોલસેલમાં તમે લેશો તો તમને રબડી છેલ્લે ચારસો પચાસની જગ્યાએ ચારસો વીસમાં પડશે અને જે ઢોકળા છે એ તમને બસો વીસમાં પડશે બસો ચાળીસની જગ્યાએ હા નવ થી દસ કિલો તમે ક કરી શકો છો એટલે તમારે થઇ રહેશે વાંધો નહીં આવે અચ્છા અને સર તમારું સરનામું કઈ જગ્યાએ છે લખાવી દો ને અચ્છા બહેરામપુરા પોસ્ટ ઑફિસ પાસે બહેરામપુરા અરછા અને આ નંબર અને પ્રિન્સભાઈ નામ કીધું હેં ને ચોક્કસ અને તમે ઑનલાઈન પેમેન્ટ વાપરો છો સર અચ્છા તો તમે મને બે હજાર રૂપિયા અત્યારે એડવાન્સ પેટે આ નંબર ઉપર તમે મને આપી દો બરાબર છે ડીપોઝિટ પેટે એટલે તમારો ઓર્ડર જે તમે લખાયો છે એ તમારો બનવાનું સ્ટાર્ટ થઇ જાય ઢોકળા તમને ગરમ ગરમ જ બનાવીને અને વઘારી શુદ્ધ તેલમાં જ તે અમે વઘારીએ છીએ અને અને જે ક્વોલિટીમાં અને તમારે બિલકુલ જોવું નહીં પડે અમે જે શુદ્ધ સિંગતેલ આવે એ જ વાપરીએ છીએ ગુલાબનું અને ટેસ્ટ બી હમમ અને એની હમમ હમ ના ના ના આપણે એવું અઅઅ અમાંરે ત્યાં એવું નથી અમે તો હવે અમે સ્વચ્છતા અને હાઇજિન ઉપર ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ અમારી શોપમાં અઅ તો એનું પણ જે તમારે ક્વોલિટી બાબતે કઈ જ જોવું નહીં પડે ચોક્કસ સર ઓકે સર અમે તમારો ઓર્ડર નોંધી લીધો છે

ચોક્કસ સર તમને મળી જશે ટાઇમસર તમારે એનું બેફિકર રહેજો હોં સર ઓકે ઓકે થેંકયુ સર હા